હાલની અંદર તો ગુજરાતી ભાષાની અંદર કોઈપણ પુસ્તક એટલાં બધાં લખાતાં નથી કે કોઈ પુસ્તક વાંચતાં નથી પહેલાના ટાઈમની અંદર ટાઈમ હતો તો માણસો પુસ્તક જ વાંચતાં હતાં એનું કારણ શું કે એક તો ઘરમાં ટીવી નહીં બીજા નંબરની અંદર મોબાઈલ નહીં અટલે માણસો બધાં પણ પુસ્તકની અંદર વાંચતાં અને જે સમજવા જેવાં હતાં એ સમજાતા હતાં જેથી કરીને કે વાંચવાની એ લોકોને મજા આવતી તી એમાનો કંઇ ગ્રંથ છે એ આપણો મહાભારતનો બરાબર એ ટીવી હતું તો સિરિયલમાં આપણે મહાભારતનું એ બધું જોયું પણ એ ટાઈમની અંદર તો ટીવી હતું નહીં અટલે મહાભારત જો જાણવું હોય કે એમાં શું શું હતું શું નહીં તો એ બધુંય વાંચવાથી આપણે મહાભારતના પુસ્તકની અંદરથી આપણે એ બધું જાણી શકીએ જ્ઞાન લઈ શકીએ બીજા નંબરની અંદર રામાયણ તો રામાયણમાં પણ એજ પ્રમાણે છે રામ કોણ હતા દશરથ કોણ હતા કૈકેયી કોણ હતી વાલ્મીકિ ઋષિ કોણ હતા લક્ષ્મણ ભરત એ બધા કોણ કોણ હતાં એ બધું પણ આપણે એ પુસ્તકની અંદર આપણે જાણી શકતા હતા બીજા નંબરની અંદર જે ગ્રંથ જે મોટા મોટા આપણે કહીએ છીએ શિવ પુરાણ તો શિવ પુરાણની અંદર કે એની અંદર શું શું વસ્તુ છે શું માં શિવ પુરાણ પણ આપણને કેવા માંગે છે શિવ પુરાણની અંદર એ લખેલું છે એ તમે એનું અવલોકન કરો એને અપનાવો તો તમે તમારું જીવન સુધારી શકો છો અને એવાં તો ઘણાં બધાં પુસ્તકો છે એવું નથી કે નહીં એમ અને અત્યારને જમાનાની અંદર તો એવું થઈ ગયું છે મોબાઈલ આવી ગયો ટીવી આવી ગયાં હવે મોબાઈલની અંદર તો શું છે કે આજનું જનરેશન પુસ્તક બુસ્તકની અંદર તો કંઇ છે જ નહીં એને તો ખાલી અમુક અમુક ચીજ છે કે ચલો ભાઈ જોવું છે કયું પિક્ચર સારું છે કયા પિક્ચરની અંદર કોણ એક્ટર છે કોના જીવનનું શું લખ્યું છે એ કાંઇ જાણવાની જરૂર નથી એમને તો બસ ખાલી મોબાઇલની અંદર જુઓ ને હાલો કેટરીના કૈફ છે એ કઈ રીતના થઈ તેને કઈ રીતનું શું ન થયું ને એનું જે જીવનચરિત્ર છે એ બધું એને જાણવાનું હોય બીજાની અંદર દિપીકા પાદુકોણ કોની સાથે લગ્ન કર્યા એને કેમ છે કેમ નહીં એવું બધું હવે અત્યારનું જે જનરેશન છે એ લોકોને તમે રામાયણ પૂછો તો એ એમ કહે કે રામાયણ રામ કોણ હતા ને શું હતા તમે જોવા ગયાં હતાં કે રામે આ રીતનું કર્યું હતું કે આ રીતનું છે જો આપણે એને સામો સવાલ કરીએ તો આ બધા તોકે એતો કેટરીના કૈફ છે એ પિચરની અંદર જ હોય છે હકીકતમાં હોય છે એટલે અત્યારના જનરેશન ઉપર આપણે કોઈ ચીજની અંદર ડિસક્સ કરી શકતા નથી એને હિસાબે હા એ લોકોએ જો વાંચ્યું હોય તો એ લોકોને ખબર પડે કે વાલ્મીકિ કોણ હતું આ કોણ હતું આ બધી વસ્તુઓ હતી એ લોકો માનસે નહીં પહેલાના જમાનામાં તો આપળે ય કેતા તા ચાંદા મામા ન્યાતો એક ડોશી છે રેતીઓ કાંતે છે અને આપળે બધુ એમ મનની અંદર એવી વાર્તાયુ આપળા માજી અને ડોશીમા હતા એ આપણને કરતાં તાને આપળે એમને હા પાળતા તા પણ અત્યારની અંદર વૈજ્ઞાનિકોએ ત્યાં સુધીનો દાવો કર્યો છે કે ત્યાં કરતાં કંઈ છે જ નહીં અને દેખાડો આપની બધી આપણી કલ્પના હતી આ બધું અત્યારના જનરેશનનો ઉપર આવી ગયું હતું આપણે તો વાંચવાનું કે લખવાનું તેવું કાંઇ આવતું નથી આજ જનરેશનની અંદર બસ બીજો તો પુસ્તકની અંદર તો અત્યારે છે બધું લોક થઈ ગયાં છે અને હાસ્ય કલાકાર જે હતા એ પણ બહુ ઓછા થતાં ગયાં છે હેમુ ગઢવી છે પછી ઘણાં જ એવા અત્યારે નામ તો મને યાદ નથી રહેતા એને હિસાબે એવું બધું છે એટલે ગુજરાતી ભાષાના પુસ્તકો કયો હાસ્ય કલાકાર કયો એ બધું ય ક્યાં તો લુપ્ત થઈ ગયું છે એનું કારણ છે કે પહેલા ભવાઇ ભવાઇ આપણે એક જમતા હતા એ એક આખો ટાઈમની અંદર રાતના પાત્ર ભજવતા હોય રા માન્ડલીકનો છે વીર માંડલાવાળો છે અને એ બધું હતું એ પુસ્તકની અંદર છે અને આપણે જોતાં તોય એની અંદર જોતાં હતા અત્યારના પ્રજાની અંદર રામલીલા શું છે કે ભવાઇ શું છે ઇ લોકોને કશું જ્ઞાન જ નથી જોયું હોય જાણ્યું હોય તો એને ખબર હોયને એને હિસાબે આ બધી અત્યારે એમ માનો કે આપણી ભાષા ગુજરાતનીની અંદર જે જે કાંઇ હતું એ બધું જ લુપ્ત થઈ ગયું છે